મેં એક બેગ મંગાવ્યું હતું જે ન ગુણવત્તામાં સારું નીકળ્યું કે ન દેખાવમાં સારું નીકળ્યું અને તે પણ મને ત્રણ દિવસમાં મળવાનું હતું અને તે ત્રણ દિવસના બદલે મને દસ દિવસમાં મળ્યું અને એ પણ મારે લેવા જવું પડ્યું ઘરે કુરિયરમાં તો આવ્યું જ નહીં અને જ્યારે મેં કુરિયર ખોલ્યું ત્યારે મને એવું જ લાગ્યું કે કોઈએ કુરિયર ખોલેલું હોય અને અમે જે ફોટામાં મેં કે સ્કૂલ બેગ જોયું તું એવું જ્યારે ઘરે આવ્યું ત્યારે હકીકતમાં એવું સ્કૂલ બેગ હતું જ નહીં કારણ કે સ્કૂલ બેગ પણ ફાટેલી હતી અ એની ચેન પણ સરખી નહોતી અને કાપડ જેવું જોઈએ એવું કાપડ પણ ન હતું એટલે અમને એવું જ લાગ્યું કે અમે જેવા પૈસા ખર્ચ્યા એવી સામે અમને વસ્તુ મળી જ નહીં અને હવે બીજીવાર જ્યારે અમે મંગાઈશું તો ત્યારે અમે એવું જ વિચારીને મંગાઈશું કે જેથી આવી વસ્તુ અમને મળે નહીં અને આનાથી સારી એવી વસ્તુ મળે તેવી અમે આશા રાખીશું